ગુજરાતમાં ગુજરાતી ભાષા બહુ વિશેષ છે અને કારણ કે ગુજરાતમાં જે ગુજરાતી ભાષા જે બોલે છે તેમાં વ્યાકરણ અને ઉચ્ચારણ તેમ હિન્દી ભાષાથી મળતી આવે છે એટલે એટલે ગુજરાત હિન્દી જે સમજે છે એન એ લોકોને પણ ગુજરાતી સમજી સમજી શકે છે અને તે ગુજરાતી ગુજરાતમાં પણ ગુજરાતી ભાષા અલગ અલગ રીતે બોલાય છે જે સૌરાષ્ટ્રમાં જુદી રીતે બોલે છે ગુજરાતી કચ્છમાં કચ્છી બોલાય છે અને મધ્ય ગુજરાતમાં ગુજરાતી અલગ રીતે બોલાય છે અને ગુજરાતી ભાષા એ સૌથી વિશેષ ભાષા છે